હું સરકારને એટલું કહેવા માગું છું કે અમને પ્રાથમિક સુવિધા એટલે રોડ રસ્તા મકાન રોડ રસ્તા અમારા બાજુ ખાસ્સા વર્ષો પછી મસ્ત થયા હતા પરંતુ સરકારની બેદરકારી કામચોરી અને ભ્રષ્ટાચારના કારણે પહેલાં રોડ બનાવ્યો પછી ગટર ખોદી હવે ગટર ખોદી તો આખો રોડ તોડ્યો રોડ તોડીને ગટર બનાવી પછી તેને કોઈ સમારકામ કરવા કોઈ આવ્યો નહીં જેથી અમે ટુરીઝમ તો બહુ જ પ્રમોટ થાય છે કારણ કે અમારા આણંદની થી નજીક આણંદમાં આવેલું વડતાલ ધામ સૌથી વિશ્વમાં ખૂબ પ્રખ્યાત છે જ્યાં સ્વામિનારાયણ ભગવાને પોતે જ લીલા કરી હતી અને ત્યાં ઘણા બધા પ્રસંગો બી પણ સ્વામિનારાયણ ભગવાને રચ્યા છે તેથી ટુરીઝમનો તો અઢળક આવે છે પણ જે રોડ રસ્તાની હાલત છે જે વીજળી છે તે ચોવીસ કલાક અમુક વાર નથી આવતી રોડ રસ્તા બહુ ખરાબ છે તો તેને સમા કરવાની પ્રાર્થના